હલો ઓલામાંથી વાત કરો હા હું અહીંંયા પાંડેસરમાંથી વાત કરું છું હા જીઆઈડીસી રહેવું છું મારે અહીંયા મારે એ જાણવું છે કે અહીંયા ટેક્સી શું આવશે રિક્ષા આવશે ટેક્સી આવશે મારે ટેક્સી બુક કરાવવાની છે એટલે તમારે જાણવું હતું મારે કે શું આવશે રિક્ષા આવશે ટેક્સી આવશે તેથી કના મારી સાથે એક મારા દાદીમા પણ છે તેમને મારે લઈ જવાના છે કોઈ રિક્ષામાં હશે ને હા હા કારણકે ઊંમર છે એટલે હા ઊંમર છે એટલે એવું તેમને એસીમાં જવાનું જોઈએ છે હા છેલ્લા છેલ્લા છે હવે એસીમાં ફેરવી લેવાનો ના નથી પાડતા અમે અને રિક્ષા આવે ને એમને રિક્ષામાં બેસવાની બીક લાગે છે આગળ એકાદ એક્સિડન્ટ એટલે ઓલાથી નથી થયા હા હા હા કંઇ નહીં અહીંયા ટેક્સીઓ આવે છે ના એટલે અમને હા ચાર પાંચ જણ છે અમે જેથી તમે કેબમાં અમે સેટ થઈ જઇશું એનું કોઈ ના નથી હા આવે છે એટલે એમના હજુ એ અમને મળ્યો જ નથી એવાનું નવું નવું આવ્યું છે હજુ અઠવાડિયું થયું છે મને ત્યાંનું જગ્યા પણ ખબર નથી કેવી રીતનાં કયાં જવાનું શું છે શું નહીં હા એમને હોસ્પિટલે જ લઈ જવાનાં છે અહીંયા સુવિધા હોસ્પિટલ છે ને પાંડેસરાની સુવિધા હોસ્પિટલ આપણે જવાનું છે હં ના અટલે ઊંમર છે અટલે ડોશી જેટલી તો ઊંમર તો હોવાની જ ને સાહેબ બરાબર છે હા હા ના બે જ બે જણ ડોશા છે એક ડોશી છે હા હા એક મારા દાદા છેને તેમના અંકલ છે તેવી રીતના છે ને એક હું છું હં હા તો બરાબર કોઈ નહીં તમે કેટલા ટાઈમ સુધીમાં કેબ આવી જશે સાહેબ પંદર મિનિટ કહી ને પછી અડધો કલાક નહીં કરતાં કારણ કે અહીંયા મેડિકલ ઇસુ છે એટલે જવું પડે એવું છે ના એમ પણ તેવું છે કે હું પંદર મિનિટ કઈને આગળનું બુક કરાવેલી એટલે પંદર મિનિટની જગ્યાએ પર અડધો કલાકે આવે છે એ લોકોનાં જરીક મેડિકલ ઇસુ છે એટલે પ્લીસ તમે જરીક જલ્દી કરજો આવામાં હા હા સર જેમ બને તેટલું જલ્દી કરી આપો નજીકનો હોય તેને કોઈ મોકલી દો તે પણ ચાલશે રિક્ષા નહીં હોવી જોઈએ કારણ કે ઊંમર રિક્ષામાં મારે લઈને જ નથી જવા એસીમાં તો હવે છેલ્લું છેલ્લું તો એ એસીમાં બેસી લે હં કંઇ નહીં કંઇ નહીં જેટલું જલ્દી બને તેટલું જલ્દી મોકલી આપો સાહેબ ઊંમરવાળા અહીંયા નીચે વેટ કરે છે તમારો સારું સારું મારૂં નામ રિશી છે હા ને પાંડેસરામાં રહેવાનું છે અમારું સારું સારું મોકલી આપો